હા મેં એવા ઘણા પુસ્તકો વાંચ્યા છે કે જેણે મને ખરેખર રડાવ્યો હોય હું ગુજરાતી કોઈ પુસ્તકની જો વાત કરું તો હરીન્દ્ર દવેનું એક પુસ્તક છે કે માધવ ક્યાંય નથી માધવ ક્યાંય નથીમાં ઘટના કંઈક એવી છે કે શ્રીકૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીના આખી જર્નીની વાત કરવામાં આવી છે જે કે કઈ રીતે આખા પુસ્તકમાં કૃષ્ણના જીવનનો જે રઝળપાટ છે એ દર્શાવવામાં આવ્યો છે કૃષ્ણનો જન્મ થયો ત્યારે સૌથી પહેલી ઘટના કે એ એને મથુરામાં જન્મ થયો ત્યારનું જે પૂરની પરિસ્થિતિ મથુરામાં અને ત્યાંથી વસુદેવ દ્વારા એને જે ગોકુળ મૂકવામાં આવે છે એ આખી ઘટના એ દરમિયાન જે રાધાજીનું પૂરમાંથી નારદ મુનિને મળી આવવું એ ઘટનાઓ ક્યાંક આમ ચિલિંગ છે કે આપણે કહેવાયને રૂંવાડા ઉભા કરી દે એ ઘટનાઓનું એમાં મસ્ત રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે હરીન્દ્ર દવે દ્વારા અને આગળ જો જોઈએ તો ઘટનાના સેન્ટરમાં વસ્તુ એ છે કે શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે નારદ મુનિ શરૂઆતથી અંત સુધી જે રઝળપાટ કરી રહ્યા છે કે જ્યાં જ્યાં કૃષ્ણ જાય છે પાછળ પાછળ પાછળ પાછળ પાછળ નારદમુનિ દોડે છે કે ક્યાંક મને ક્યારેક કૃષ્ણના દર્શન થઈ જાય એક એની કહેવાય ને મહેચ્છા શું છે કે ક્યાંક ને ક્યાંક મને કદાચ કૃષ્ણના દર્શન થઈ જાય તો આ કૃષ્ણના દર્શન પાછળનો નારદમુનિને જો રઝળપાટ આખો દર્શાવવામાં આવ્યો છે આ આખા પુસ્તકમાં તમને એ જ જોવા મળશે કે કેવી નારદની આતુરતા છે કૃષ્ણને જોવા માટેની અને એને પૂછવા માટેની કે આ અધર્મ જે વધી રહ્યું છે આ અધર્મ જે વધી રહ્યું છે એ એનો અંત ક્યાં એ એના એના પ્રશ્નો છે નારદને કે અધર્મના કારણો એનો અંત શું છે આ બધું અને અન્યાય થઈ રહ્યો છે તો એના પાછળના લૉજિકસ જેમાં નારદના મનમાં છે એને પૂછવા છે કૃષ્ણને તો કાયમ ને કાયમ નારદમુનિ કૃષ્ણની પાછળ રખડતાં ફરે છે અને એ ઘટના એક એવી પણ એમાં દર્શાવવામાં આવી છે કે નારદમુનિ હવે ધીમે કૃષ્ણએ ગોકુળ પણ હવે છોડી દીધું છે અને મથુરા એ કૃષ્ણ કંસને મારવા માટે નીકળી ગયેલ છે હવે નારદને સમાચાર મુજબ એમ કે કૃષ્ણ મથુરામાં હશે હવે એ મથુરા જાય છે મથુરા જઈને એ પૂછે છે કોઈક ગોવાળને કે કોઈ ગોપીને કે નંદબાબાનું ઘર ક્યાં મને બતાવજો મારે કૃષ્ણને મળવું છે હવે ત્યારે કોઈક એને જવાબ આપે છે કે આ ભીની ભીની કેડીએ ચાલ્યા જાઓ જ્યાં ભીની કેડી પૂરી થાય ત્યાં નંદનું ઘર મતલબ આખું આખું મથુરા સોરી આખું ગોકુળ એટલું કૃષ્ણના જવાથી રડે છે કે એની ગલીઓ એની કેડીઓ બધી આંસુઓથી ભીની છે મતલબ નારદના અરે વાહ નંદબાબાના ઘર સુધી રસ્તાઓ બધા આંસુઓથી ભીના છે બસ આવું કંઈક એમાં દર્શન છે તો કૃષ્ણના દર્શન પાછળ જે નારદમુનિનો રઝળપાટ છે એ દર્શાવવામાં આવ્યો છે એ પછી બીજી ઘટના કંઈક એમ બને છે કે ઉદ્ધવ આવે છે કૃષ્ણના સમાચાર લઈને ત્યારે રાધાજી બોલે છે કે ઉદ્ધવ તમને ગોકુળવાસીઓને તો દસ વીસ મન રહેતા હશે અને અમને તો એક મન હતું અને એ પણ કૃષ્ણ સાથે ગયું તો આ આવી આવી જે ઘટનાઓનું જે દર્શાવી છે એમાં મસ્ત રીતે નિરૂપણ કર્યું છે આમ આમ આપણા રૂંવાડા કહેવાયને ઉભા થઈ જાય અને આપણે કેમ કૃષ્ણને જીવતા હોય એવું આપણને ક્યાંકને ક્યાંક લાગે આપણી નજરની સામેથી આખો કૃષ્ણનો જીવન આપણી નજરની સામેથી પસાર કેમ થતું હોય એક એક ઘટના એક એક પળ આપણે કેમ જીવી રહ્યા હોય એવું આપણને બુકમાંથી જીવી શકીશું